હું ઘરમાં ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ જ્યારે કોઈને કાંઈ લાગ્યું હોય કે ક્યાંય પડ્યા હોય અથવા તો કોઈ વ્યક્તિ બીમાર હોય છે અથવા તો કાંઈ એવું જરૂર સારવાર પ્રાથમિક સારવારની જરૂર પડે છે તો ત્યારે ફર્સ્ટ એડ કીટનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ઘણી બધી દવાઓ હોય છે જેમકે સામાન્ય કોઈ વ્યકિતને તાવ આવે છે તો તેમના માટે પેરાસિટામલ જેવી દવા છો ઉપયોગમા આવે છે પછી એ ધિસ એ ધિસ એજીથ્રોમાઈસીન છે એન અને બીજી બધી એવી બધી દવાઓ છે તો એ દવાનો ઉપયોગ જ્યારે કોઇને એલર્જી થઈ હોય ધૂળની કે શરદી છે તો એના માટે ઉપયોગ કરી શકાય છે પછી આવે ડેટોલ ડેટોલનો ઉપયોગ ત્યારે થાય છે કે જ્યારે કોઈ પડ્યા હોય કે લાગ્યું હોય એને લોહી નિકળ્યું હોય તો રૂ છે તેના પર ડેટોલ લગાવીને પછી વાગેલ ભાગ પર જો તમે લગાવો તો તેનાથી તે વ્યક્તિને ત્યાં ઇન્ફેકશન થવાનો જે ભય હોય છે તે નથી રહેતો અને એને ડિસઇન્ફેકટ છે એ કરી દે છે ત્યાર પછી ઘણા બધા લાઇક